મારું ઉપયોગીતા બિલ અને પાસપોટ મને નથી મળતું અને મને એવું લાગે છે કે તે કંઈક ખોવાઈ ગયું છે અને આ પ્રદેશમાં તેની વગર ફરવું તે ગેરકાનૂની છે તેથી મારે તેની અત્યંત જરૂર છે અને જો તે મને એરપોટ પર કે બીજી કોઈ જગ્યાએ નહીં મળે તો મારી ઉપર કાનુની કાર્યવાહી થવાની શક્યતા વધી જશે તેથી મારે જેટલી જલ્દી થાય તેટલી જલ્દી તેને શોધવાનો પ્રયત્ન કરવો પડશે